હા ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન જે હાદસા બનેલા તેની અંદર ઘણા લોકોને સ્થળાંતર કરવું પડ્યું જેમ કે શીખ લોકો છે જેમાં પંજાબના બે મુખ્ય ભાગ પડેલા ઉત્તર પશ્ચિમ પંજાબ અને પૂર્વ પંજાબ પૂર્વ પંજાબ એ ભારતમાં આવ્યું અને પશ્ચિમ પંજાબ છે એ પાકિસ્તાનમાં વહી ગયું જેના કારણે ઘણા શીખ લોકો અને મુસ્લિમ અને હિન્દુ લોકોને સ્થળાંતર કરવું પડ્યું તેની અંદર મારી બાજુમાં રહેતા એક મુસ્લિમ પરિવાર છે તે મૂળ પાકિસ્તાનના છે અને તેમને પણ સ્થળાંતર કરવું પડ્યું હતું તેની અંદરથી મેં જાણ્યું કે યુદ્ધ દરમિયાન જે થતાં હાદસા અને મહામારીના કારણે ઘણા લોકોને પીડાવું પણ પડે છે તેનાથી ખૂબ મોટું નુક્સાન થતું હોય છે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જે હાદસા બનેલા તેની અંદર ઘણા લોકો અને માણસોને પણ નુક્સાન થયેલું આથી ખૂબ જ ખુબ જ ઝાઝા પ્રમાણમાં નુકસાન થયેલું આ દરમિયાન મેં વાત કરી હતી કે જે અમારી બાજુમાં આવેલા એક મુસ્લિમ પરિવાર જે મૂળ પાકિસ્તાનના છે તેમને એ એવી ઘટના બતાવેલી કે આ દરમિયાન ખૂબ મોટા હાદસા થયેલા અને તેની અંદર ઘણા લોકોને મારામારી થય અને આના કારણે એના કારણે જાનહાની પણ થયેલી તેથી ભવિષ્યમાં મોટું નુક્સાન થવા ખૂબ લાભદાયક નથી પણ ખૂબ નુકસાનકારક છે આથી કોઈપણ સંજોગે કોઈ પણ સંજોગે યુદ્ધ થવું એ પોતાના માટે અને પોતાના દેશ માટે પણ હાનિકારક છે તેથી આવી પરિસ્થિતિમાં યુદ્ધ થવાનું ઓછામાં ઓછી રીતે ટાળી શકાય અને જેનાથી લોકોને સારી એવી પ્રેરણા આપાય કે એ યુદ્ધ ના કરે અને આ આના કારણે ઘણા લોકોને સ્થળાંતર કરવું પડે છે જેથી ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં માણસોને પોતાના વિસ્તાર અને સ્થળને છૂટા કરીને આવવું પડે છે અને જેનાથી આ લોકો ખૂબ જ પીડાય છે આમ સરવાળે એવું જાણી શકાય કે યુદ્ધ યુદ્ધના કારણે ખૂબ જ મોટી જાનહાની વિસ્તારના કારણે થતું સ્થળાંતર અને તેનાથી લોકોને થઈ જાનહાની એ ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોય છે આથી સરવાળે એવું પણ માનવામાં આવે છે કે લોકોને થતાં નુક્સાનથી ખૂબ જ જાનહાની થાય છે ને દેશને પણ નુકસાન થાય છે તેથી એવું કહી શકાય કે લોકોને સ્થળાંતર કરવું અને તેથી યુદ્ધ ના કરવું જોઈએ